હલો બ્લૂબરી હોટલ હું તમારો કાયમી ગ્રાહક છું હું મારાં ઘરે કોઈ પ્રસંગ હોય કે પાર્ટી હોય તો તમારે ત્યાંથી પાર્સલ સુવિધાનો આગ્રહ રાખું છું હું અત્યારે તમને અમારાં ઘરે પચીસ માણસ માટેની ફિક્સ પંજાબી ડિશનો ઓર્ડર આપવાં માટે માગું આપવાં માગું છું તો મને આશા છે કે તમે મને દરેક વખતની જેમ સંપૂર્ણ સંતુષ્ટપૂર્ણ સુવિધા આપશો હા મારો ફોન નંબર એ જ છે પણ મારાં એડ્રેસમાં થોડો ફેરફાર થયો છે જે હું તમને જણાવવાં માંગુ છું મારું નવું સરનામું સુમેરુ હાઇટ્સ થ્રી ઝીરો થ્રી કિશન સમોસાનો ખાંચો અને નેરોબી કોલોનીની સામેનો ખાંચો છે જો તમે ઘર તમને ઘર શોધવામાં કોઈ તકલીફ થાય તો ફોનથી તમે મને સંપર્ક કરી શકો છો અને હું ત્યાં આવી ને તમારી પાસેથી પાર્સલ લઈ જઈ શકીશ